મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો સામાજિક સાંસ્કૃત અનેક પ્રકારના તહેવારો અને અનેક પ્રકારના રીતિ રિવાજો હોય છે ખાસ એક એવો રીતિ રિવાજ કે જ્યારે અં કોઇપણ વ્યક્તિના મેરેજ હોય છે ત્યારે અં જ્યારે જાન લઇને જવાનું હોય છે ત્યારે વચમાં રિલેટિવ હોય છે જે વચમાં દૂધ પીવડાવવા આવે છે અને એ પ્રમાણે રીતિ રિવાજ હોય છે